ગુજરાતી ભાષાનું પ્રભુત્વ ગુજરાત રાજ્યમાં ખૂબ જ રહેલું છે સૌથી અઘરામાં અઘરી ગણાતી ભાષાઓમાં કોઈ ભાષા હોય તો મારા મંતવ્ય પ્રમાણે એ ગુજરાતી ભાષા છે સાહિત્યની વાત કરીએ કે કાવ્યની વાત કરીએ એમાં કવિઓએ ખૂબ જ મૌલિકતા વાપરી અને જે સુંદર અનુભવો હોય છે જીવનના એને ઢાળી દીધેલા છે ગુજરાતી સાહિત્યની અંદર એના લોકગીતો છે નવલકથાઓ છે એ એની વાત કરીએ કે પ્રકૃતિને લગતી કાવ્યની વાત કરીએ તો કવિઓએ પોતાના જે જીવનના શુદ્ધ અનુભવો હોય એને પ્રાધાન્ય આપી અને આ સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે ગુજરાતી સાહિત્યમાં આ ગુજરાતનાં લેખકો કલાપીની વાત કરીએ અમરેલી જીલ્લાના કવિ કલાપીની વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય વિશે એમનું ઘણું બધું યોગદાન છે એ ઉપરાંત ઝવેરચંદ મેઘાણીનું નામ છે એ અને ગુજરાતી સાહિત્યની અંદર બીજી વિવિધ જે રચનાઓ છે એને પ્રભુત્વ મળ્યું છે ગુજરાતનાં અનુભવો ગુજરાતનાં જે સાસંકૃતિક વારસો છે એ એ ઉપરાંત ગુજરાતી સાહિત્યની અંદર કાવ્યો એના ગરબાઓ લોકગીતો ચારણી સાહિત્ય આ બધા ઉપર ખૂબ જ સમૃદ્ધિ પૂર્ણ કાર્ય છે એ કલાકારો દ્વારા શબ્દોના માધ્યમ દ્વારા કાગળ ઉપર અંકિત કરવામાં આવ્યું છે ગુજરાતનાં ગરબા છે એ અત્યંત પ્રસિદ્ધ છે એમાં ધાર્મિક વાત કરીએ તો ધાર્મિક માં ભગવતીના જે છંદો બંધ રચનાઓ છે ગુજરાતની એ એક ભક્તિ રસ છે એ પ્રદાન કરે છે નરસિહ મહેતના પદો હોય કે જે નરસિહ મહેતાના પદો હોય કે અન્ય જે સાધુ સંત મહંતો હોય એની વાત છે એને ખૂબ સરસ રીતે ઢાળી અને ગુજરાતી સાહિત્યને આ કલાકારો દ્વારા ખૂબ પ્રભુત્વ છે એ પ્રદાન કરવામાં આવ્યું છે